મારા પ્રમાણે હમણાં સૌથી વધારે વપરાતી એપ આપણે યુટ્યુબને ગણી શકીએ યુટ્યુબ એક એવો ખજાનો છે કે એ ખજાનો દરેક જણ વાપરી શકે અને દરેક જણ માટે એ મફત છે કોઈએ એ ખજાનો લેવા માટે પોતાના ઘરની બહાર રૂમની બહાર કે ઘરનો દરવાજો પણ ઓળંગવો પડતો નથી અને દરેકના ઇન્ટરેસ્ટ ને લગતી વસ્તુઓ તમને યુટ્યુબ પર મળી શકે ધારોકે મને રસોઈ બનાવવાનો ઇન્ટરેસ હોય અને મને કોઈપણ રસોઈ બનાવવી હોય પછી મારે દક્ષિણ ભારતની બનાવવી હોય કે નૉર્થની બનાવવી હોય કે મારે ચાઈનાની વસ્તુ બનાવવી હોય કે મારે કોંટિનેંટલ વસ્તુ બનાવવી હોય મારે જે પણ બનાવું હોય તો એ દરેક વસ્તુઓ બનાવવા માટેની રેસીપી હું મારી ભાષામાં મેળવી શકું છું એવું નથી કે મારે એની માટે કોઈ ટ્રાન્સલેટર જોઈએ એ દરેક વસ્તુઓ મને મારી ભાષામાં મળી જાય છે જે એનો સૌથી મોટો મને એવું લાગે કે ફાયદો છે બીજી વસ્તુ દરેક ઉંમરના લોકો માટે નાના છોકરાઓ માટે કોઈ સરસ વાર્તા નાની કવિતા કે એકદમ નાના છોકરાઓ માટે સુંદર મજાનું એની માતૃભાષાનું ગીત પણ મળી જાય અને એની પાઠ્યપુસ્તકને કોઈ સરસ કવિતા પણ એને સુંદર અવાજમાં સાંભળવા મળી જાય એનાથી મોટા વયજૂથના લોકો માટે યંગ લોકો માટે એની અંદર કેટલું બધુ મોટિવેશનલ વસ્તુઓ પણ મળી જાય અને દુનિયાભરનાં લોકોના અવાજ દુનિયાભરનાં લોકોને આપણે સામે જોઈ શકીએ જેને રાજકારણમાં રસ છે તે રાજકારણીઓને સાંભળી શકે અને એની ટીકાઓ એની ચર્ચાઓ એના વિષયક કેટલી બધી વસ્તુઓ સાંભળી શકે ત્યાર પછી જે બુઝુર્ગ વર્ગ છે કે જેને આધ્યાત્મનું સાંભળવું છે અને આપણા દેશમાં આધ્યાત્મને તો કોઈ સીમા જ નથી કેટલું આધ્યાત્મ હું હું હિન્દુ છું હું વૈષ્ણવ છું હું શિવ ભક્ત છું કે હું કૃષ્ણ ભક્ત છું કે હું સ્વામીનારાયણ પંથકનો છુ મને જે પણ જે જેના વિશે જે ગુરુ વિશે જેના વિશે મને સાંભળવું હોય એ દરેક વસ્તુનો ખજાનો મને યુટ્યુબમાંથી મળી જાય અને ક્યારેક ક્યારેક પાછી અમારે કે ક્યારેક ક્યારેક મને વાંચવાનો કંટાળો આવતો હોય હું કાંઇ કાર્યરત છું હું ધારોકે હું મારી કસરત કરી રહ્યો છું હું મારું ચાલી રહ્યો છું કે ગૃહીણી કે રસોઈ કરી રહી છે અને એવા સમયે પણ એને પોતાના વિષયમાં થોડું સાંભળવું હોય પોતાના નૉલેજને પોતાને કંઇક આગળ ઉપરના લેવલ ઉપર લઈ જવું હોય તો ત્યાં તો યુટ્યુબ પરથી એ બધું જ જ્ઞાન પીરસાય છે અને એ એટલું બધું જ્ઞાન છે કે ઘણીવાર મને એવું લાગે કે જાણે જ્ઞાનનો સૌથી મોટો ખજાનો ત્યાં છે હા હંમેશા એવું કહેવાય કે સિક્કાની બે બાજુ છે તો જ્યારે હું ફાયદાની વાત કરું ત્યારે ક્યારેક ક્યારેક હું ગેરફાયદાની પણ વાત કરું કે ક્યારેક ક્યારેક હું આધ્યાત્મને ફરે વાત કરું ત્યારે મને એમ થાય કે હું જ્યારે મારા ગીતાનો સંદેશ સાંભળતી હોય કે ક્યારે હું મારા ગુરુજીનું પ્રવચન સાંભળતી હોઉં ને ત્યારે મારું માનસિક સ્થિતિ પણ એ લેવલની હોવી જોઈએ કે વસ્તુને હું પચાવી શકું એ વસ્તુને હું સમજી શકું એ વસ્તુને હું આત્મસાત્ કરી શકું પરંતુ ત્યારે જો હું બાજુમાં બેઠેલા શાકભાજી વાળાના અવાજની વચ્ચે ચાલતા ચાલતા હું જો એ આધ્યાત્મના વિચારો સાંભળી શકું તો એ મારા કાન પૂરતાં જ મર્યાદિત રહેશે એ નહીં મારા મગજ સુધી પહોંચશે કે નહીં મારા હાર્ટ સુધી પહોંચશે છોકરાઓમાં એ નાના બાળકોમાં કદાચ એવી પણ એક આપણે કહીએ કે બેડ હેબિટ બની રહે છે કે એ લોકો જમતાં જ નથી મા બાપે એની સામે કંઇક મૂકવું પડે કઈ સંગીત મૂકવું પડે કંઈ યુટ્યુબ ઉપર કંઇક ડાન્સ મૂકવો પડે કોઈ ગીત મૂકવું પડે અને એ ગીત સાંભળતા સાંભળતા આ બાળકો જમે એટલે આપણે એમ કહીએ ને કે બાળકોને આપણે ટીવીથી દૂર રાખીએ બાળકોને આપણે સ્ક્રીનથી દૂર રાખીએ તો મને એવું લાગે કે આપળે બાળકોને મોટા સ્ક્રીનની જગ્યાએ નાનો સ્ક્રીન આપી દીધો આપણે બાળકને બેઠક ક્રમના ટીવીની જગ્યાએથી આપણે એને જમવાના ટેબલ ઉપર જ સ્ક્રીન આપી દીધું અને આપણે એને એ સ્ક્રીન એના ગોદડામાં પણ આપી દીધું અને એની ગાદી પર સૂતાં સૂતાં પણ આપી શક્યું માટે વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એ ઉપયોગ કરનાર પર છે યુટ્યુબ પાસે જ્ઞાનનો તો ભંડાર છે બહુ બધી વસ્તુઓ છે પણ એ મારા માટે એમાં શું છે એ શોધવાનું અને એ શોધેલી વસ્તુઓ મારે કઈ રીતે સાંભળવી કે જેથી હું એને આત્મસાત્ કરી લઉં એ મારા ઉપર છે અને એની અંદર રેસનલ બનવું એ આપ આપણું કર્તવ્ય છે મને એવું પણ લાગે કે આ મા બાપની બહુ મોટી જવાબદારી છે કે એણે બાળકને કયા સમયે શું પીરસવું જેમ દરેક મા ઈચ્છે ને કે મારે બાળકને તો મારે આ સમયે આ જ ખાવાનું આપવું જોઈએ કે મારા બાળકને ભૂખ લાગી હશે અત્યારે તો એનો દૂધનો સમય થયો છે એટલે અત્યારે દૂધ જ અપાય અત્યારે દહીં ન અપાય અને અત્યારે જમવાનો સમય થયો છે એટલે અત્યારે નાસ્તો ન અપાય તેવી રીતે આપણે જ્યારે બાળકને કોઈ વસ્તુ આપીએ છે તો માની દૃષ્ટિથી ક્યારે શું પીરસવાનું એ વિચારીને આપવું જોઈએ તો દરેક વસ્તુના આપણે ફાયદા અને ગેર લઈ શકીએ અને ગેરફાયદાઓથી દૂર રહી શકીએ